હાલના આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણાં લોકો ખેતી હોવાં છતાં તે લોકોએ ખેતી કરવામાં રસ હોતો નથી કારણ કે એક વસ્તુ છે કે જયારે ખેતીની વાત આવે તો ત્યાં મહેનતની વાત પણ આવે છે તો ખેતી જયારે કરવાનું આવે ત્યારે ખૂબ મહેનત કરવી પછે પડે છે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને તેના માટે ખૂબ એટલે ખૂબ ચાકરી પણ રાખવાની હોય છે માટે ઘણા બધા લોકોની ખેતી હોવા છતાં એ લોકોનાં પરિવારની ખેતી હોવા છતાં તે લોકો કામ કરવા ઈચ્છતા નથી ખેતી ની અગત્યતા શું છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો દેશ ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અને જો ભારતમાં આપણે ધીરે ધીરે લોકો ખેતીથી દૂર થતા જશે તો આપણો દેશ ખેતીપ્રધાન નહીં રહે માટે અ ખેતી ખૂબ અગત્યની છે અને જો લોકો ખેતી નહિ કરે તો ભારતનાં બીજા લોકો કઈ રીતે પોતાનાં પેટ ભરી શકશે માટે ખેતી કરવી ખૂબ જ અગત્યની વાત છે